ગ્રામીણ લોકોના જીવનમાં રમતો મહત્ત્વની ભૂમિકા ભજવે છે કારણ કે તે ફક્ત મનોરંજન શારીરિક કસરત પૂરતું મર્યાદિત નથી પણ સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક વિકાસ માટે પણ એક મજબૂત સાધન છે કારણ કે લોકો એકતા સાથે સહકાર અને સામાજિક ભાવના થકી વિકસે તે પોતાનું કામ વિકસાવે છે અને તે રમતોના માધ્યમથી ગામના લોકો તેમની શક્તિ અને કુશળતાનો વિકાસ કરે છે જે આગળ જીવનમાં મદદરૂપ થાય છે જેનાથી લોકોને એમની શારીરિક તંદુરસ્તીમાં પણ એ લોકોને બહુ મજબૂત થાય છે સારું શારીરિક તંદુરસ્તી થકી ગ્રામીણ લોકો શારીરિક ક્ષમતા અને તંદુરસ્તી માટેની રમતોની બહુ અગત્યની ભૂમિકા ભજવે છે લોકોમાં અલગ સ ગ્રામીણ રમતોના લીધે લોકોમાં આળસ દૂર થાય છે નકારાત્મકતા દૂર થાય છે અને તેમના તાકાતનો વિકાસ થાય છે તેમ જ એમની શક્તિનો વિકાસ થાય છે જેના થકી લોકો જેના થકી લોકો એકબીજા સાથે ગ્રામીણ રમતો થકી લોકો એકબીજા સાથે જોડાયેલા રહે છે અને ગ્રામીણ લોકો પોતાના પોતાની રમતોના લીધે એકબીજા સાથે સંકડાયેલા હોય છે સામાજિક જોડાણ જેનાથી થાય છે ગામમાં લોકો વિવિધ રમતો રમવામાં આવે છે જેવી કે ખો ખો છે કબડ્ડી છે ક્રિકેટ છે જેનાથી જેનાથી શ તેમનામાં વધે વચ્ચેના સબંધો મજબૂત થાય છે અને તેમનામાં એકબીજા સાથે સંબંધ ઘાટા થાય છે તેના થકી લોકો વધારે એક બ એકબીજા સાથે જોડ જોડાવામાં મદદરૂપ રહ્યા બન્યા છે સાંસ્કૃતિક જવાબદારી સાંસ્કૃતિક જવાબદારી વધે છે અને તેમનો ખુદનો વિકાસ થાય છે લોકો પોતાના જીવનમાં સાંસ્કૃતિક રમતોના લીધે આગળ પોતાનું શરીર તંદુરસ્ત બનાવશે માઇંડને સ્ટ્રોંગ બનાવે છે અને તેમનું જીવન આનંદમય બનાવે છે

ગ્રામીણ લોકોના જીવનમાં રમતો બહુ જ અગત્યની ભૂમિકા ભજવે છે જે જેવી કે એ લોકો એ લોકો ક્રિકેટ રમવા જાઈએ ગ્રામીણ લોકોમાં ક્રિકેટો બહુ રમવામાં આવે છે ક્રિકેટ છે ખો ખો છે કબડ્ડી છે કુસ્તી છે એ લોકો બહુ ગ્રામીણ વિસ્તારોમાં લોકો રમે છે તેનાથી લોકોને રમવાની પણ બહુ મજા આવે છે અને લોકોમાં એક એક શક્તિ રહે છે એક મોજ રહે છે એક એક તંદુરસ્તી રહે છે કે ક્રિકેટથી લોકોની આળસ દૂર થાય છે લોકોમાં ક્રિકેટ વિ વિશે અવેરનેસ આવે છે અને લોકો ક્રિકેટને એક સકારાત્મક પાસા તરીકે જોવે છે અને ક્રિકેટ થકી લોકોનું માઇંડ રિલેક્સ થાય છે અને લોકો પોતાના જીવનમાં આળસથી દૂર થાય છે અને લોકો એમના જીવન માટે ખૂબ જ આગળ વધી રહ્યા છે તેનામાં આર્થિક વિકાસ સામાજિક વિકાસ પણ એમાં બહુ જરૂરી છે કારણ કે આવી રમતોથી લોકો એકબીજા સાથે કનેક્ટેડ રહે છે જોડાયેલા રહે છે જેનાથી એકબીજાને એકબીજાને વધારે ઓળખી શકે છે એકબીજાને વધારે પહેચાની શકે છે અને એકબીજા સાથે દોસ્તી પણ ઘાટી થઈ શકે છે લોકો પોતાના લોકો પોતાની રમતો દ્વારા શારીરિક તંદુરસ્તી વધારે છે અને એમને આગળ જતાં તે શારીરિક તંદુરસ્તી એમના જીવનમાં ખૂબ એના ધંધામાં એમના કોઈ એજ્યુકેશનમાં ખૂબ અસરકારક બને છે સામાજિક જોડાણ શારીરિક ગ્રામીણ લોકોના જીવનમાં રમતો પોતાની રમતોના લીધે એ પોતાના એકબીજા સાથે કનેક્ટેડ રહે છે અને તેમના જીવનમાં ખૂબ જ અસરકારક રીતે ફાળો ભજવે છે શારીરિક રમતોના લીધે લોકો એક મેન્ટલી તંદુરસ્ત રહે છે માનસિક રીતે તે એલર્ટ રહે છે જેનાથી લોકો બધાય એમના પોતાના આખા દિવસના જે કાંઈ ડેઈલિ રૂટીનના કાર્ય હોય છે તે સારી રીતે કરી શકે છે અને તે કાર્યમાં તે પોતાનું હંડરેડ પરસેન્ટ એનું પોતાનું પૂરું નિચોડ આપી શકે છે કે લોકો આગળ જતાં જે પણ કાર્ય કરે છે તેમાં એમનું હંડરેડ પરસેન્ટ આપી શકે તેમ તેમના લોકોને જીવનમાંથી આળસ દૂર થાય છે અને તે પોતાના કાર્ય કરવા માટે એક મેન્ટલી સ્ટ્રોંગ રહે છે અને તેમને જીવનમાં આળસ દૂર થાય છે અને લોકો પોતાના માટે જે પણ લોકો જે શારીરિક ગેમો રમે છે તેમને ખુદને અને ખુદના પર એટલો કોન્ફિડેન્સ આવે છે કે એ લોકો કઈ પણ કરી શકે એમના જીવનમાં અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ આવે છે એક શિ શિસ્તપણું આવે છે એક સમજદારી આવે છે લોકો કઈ રીતના ગેમ્સ રમવી અને કઈ રીતના તેમાં ભાગ લેવો કઈ રીતના આપડે જીવનમાં આવડતું હોય એટલે શારીરિક ગેમો થકી આપણે જીવન જીવવાની પણ રીતો શીખવાડશ શીખવામાં આવે છે કે આપણે શીખવા મળે કે આપણે કઈ રીતના તેમને આગળ વધારી શકીએ શારીરિક શારીરિક ગ્રામીણ લોકોમાં જે છે જે ગામડાઓમાં રહે છે તે લોકો જે રમતો રમે છે જેમ કે કુસ્તી છે એ પણ એક ગામમાં ગામડાની રમત પણ કહેવાય જેમાં કુસ્તીમાં જે લોકો પોતાનું બળ બતાવે જે પોતાની શક્તિ બતાવે છે એ લોકો જે આખો દિવસ જે મેહનત કરે છે કસ અખાડામાં એ પણ કાબીલે તારીફ છે જે લોકો પોતાને જે આખું જ આખો આખો દિવસ જે અખાડામાં મહેનત કરે છે અખાડામાં કુસ્તી લડે છે એ લોકો પોતાના આખા આખા દિવસની આળસ ભગાડે છે આખા દિવસનું જે ટેન્શન ભગાડે છે તે લોકો એક મોજથી એક એક ઉલ્લાસ રહીને હર્ષથી તે લોકો જે કુસ્તી લડતા હોઈએ છે એ લોકોને કુસ્તીમાં આળસ નથી આવતી એ લોકોને મજા આવે છે કારણ કે કુસ્તી રમવું એક પ્રકારનું જીવનનું એક પાસું બની ગયું છે જે એને ડેઈલિ બેસિસ ઉપર કરવાનું હોય છે એટલા માટે સ આજે ગ્રામીણ લોકોનું જે આ રમતો છે એ બહુ જ અગત્યની ભૂમિકા ભજવે છે કારણ કે શારીરિક તંદુરસ્તી પણ એમાં અસરકારક હોય છે અને જેમ શારીરિક તંદુરસ્તી રહે છે માનસિક તંદુરસ્તી પણ રહે છે અને સામાજિક જોડાણ પણ રહે છે કારણ કે સામાજિક જોડાણ એ એક એવી વસ્તુ છે કારણ કે આજનું આ જે ડિજિટલ યુગ છે જેમાં લોકો એકબીજા સાથે બોલવાનું પણ પસંદ નથી કરતા જ્યારે આ રમતો એકબીજા સાથે સા લોકોને જોડી રાખવાનું કામ કરે છે કારણ કે ગેમ થકી લોકો એકબીજા સાથે જોડાયેલા હોય છે અને ગેમના લીધે લોકો એકબીજા સાથે વાતો કરે છે એકબીજા સાથે સ્ટેટેજિ ડિસકસ કરે છે તેમનું આગળનું જીવન જે વ્યતીત કરે છે એટલા માટે કઈએ છે કે આ ગ્રામ્ય જીવનમાં અગત્યની ભૂમિકા ભજવે છે કારણ કે રમતો છે એ આગળની રમતો છે તે એ અગત્યની ભૂમિકા ભજવે છે કારણ કે રમતો રમવાથી એક બધા જ લાભો આપણે પ્રાપ્ત થાય છે અને આ લાભો થકી આપણે આ લાભો થકી આપણે આ બધા સાથે ઇન્ટરકનેક્ટેડ રહીએ છે અને આપણી તંદુ મેન તો આપણી જે હેલ્થ છે આપણી તંદુરસ્તી છે એ જળવાય રહે છે અને બીજું આપણામાંથી જે આળસ જે છે એ આળસ છે જે કંટાળો છે એ બધું દૂર થાય છે અને આપણે એક સ પોઝિટિવ વાઈબ મળે છે કે આપણે પણ કંઈક શકીએ જીવનમાં કંઈક બની શકીએ અને આપણે પણ એકબીજા સાથે સારી રીતે વર્તન કરતાં આવડે આપણે સારી રીતે બધા સાથે બોલતાં આવડે સારી રીતે આપણે ગમે યાં આપણો પક્ષ રાખી શકીએ એવી આપણે એક વાઈબ મળે છે એટલા માટે આરથી જ એટલા માટે આ બધી ગ્રામીણ રમતો રમવી અગત્યની બની જાય છે